બસ આનંદ આનંદ છે એકદમ ઘણા સમયથી તમારી મુલાકાત લેવી હતી પરંતુ સમયના અભાવથી મુલાકાત લઈ શકતો નહોતો મારો સન જે છે આપની આપની શાળામાં ભણે છે ધોરણ આઠમામાં એમને એ હા એ ભણવામાં ખૂબ હોંશિયાર છે પણ સાથે સાથે એને તમને ખબર છે કે એને સંગીતનો ખૂબ શોખ છે હં સરસ સરસ તમે એને બહુ સારાં એવા સ્ટેજ આપો છો એમ બદલ આપતો આપનો પહેલાં તો આભાર હં હં ના એ ઘરે બરાબર એ ઘરે મહેનત તો સારી કરે છે અને રિયાઝ પણ બહુ કરે છે અને જોઉં છું કે ઘણા તમારા પ્રોગ્રામમાં એ ભાગ લે છે પણ ખાસ આજે મેં હું એટલા માટે આવ્યો છું સાહેબ કે તમે આ નાના નાના પ્રોગ્રમમાં તો ભાગ લેવડાવો છો પણ કહું રાજ્યમાં અને જિલ્લા કક્ષાનાં જે મોટાં મોટાં પ્લેટફોમ હોય એવાં પ્લેટફોર્મમાં પણ થોડુંક એને ભાગ લેવડાવો ને તો શું છે કે થોડીક એની કારકિર્દી થાય અને થોડો આગળ વધે અને થોડું એનું નામ થાય તો સાહેબ એને મજા આવે આમ હા એ કલા ઉત્સવમાં સાચું તમે ભાગ લેવડાવ્યો હતો હં હં હં ના ચોક્કસ સાહેબ એ અ સાયન્સમાં તો બહુ સારું છે એનું અને પણ આ સંગીતમાં થોડું શું છે કે તમે સારા મોટાં પ્લેટફોમ અપાવો ને તો શું છે કે થોડું એને બી નવું નવું શીખવા મળે અને ભાઈ લોકલ સ્ટેજ કરતાં શું છે કે બહારનાં મોટાં સ્ટેજ હોય ને તો મોટાં સ્ટેજમાં જાય તો એનો જે એક ડર હોય એ નીકળી જાય અને એને ખબર પડે કે ભાઈ મોટાં સ્ટેજમાં આપણે કઈ રીતે પરફોમન્સ આપવું સમજ્યા એટલા માટે આજ મેં તમારી મુલાકાત લીધી હતી ને એટલા માટે મેં તમને આજ મેં કીધું મુલાકાત લઈ અને તમને સૂચન કરું જો કે તમારા ધ્યાનમાં જ છે એ બદલ આપનો આભાર પણ તેમ છતાં પણ જો તમે મોટાં મોટાં સ્ટેજ જે પ્રોગ્રામ થાય છે એની અંદર એને પાર્ટીસિપેટ કરાવો ને તો તમારું બી નામ સ્કૂલનું આગળ નીકળશે મારા સનનું બી નીકળશે મારું પણ નીકળશે અમારા સમાજનું પણ નીકળશે ને ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો

ના બસ બાકી કાંઈ સૂચન નથી બસ એક આ આટલું ધ્યાન રાખજો બરાબર છે સાહેબ આ હા હા ના બરાબર સાચું સાચું ના ના સાચી વાત છે તમારી સરસ સરસ ચાલો ના બિલકુલ સાચી વાત બિલકુલ સાચી વાત હં હં